લોકડાઉનમાં પાણી પૂરી માટેની પૂરી બનાવતા શીખ્યાં પહેલાં ખબર ન હતી કે ગરમ પાણીમાં લોટ બાંધવાથી રવાની પૂરી પોચી અને ગોળ ફુલેલી બને છે પણ એ અમે લોકડાઉનમાં શીખ્યા અમો પંજાબી શાક બનાવતા પણ શીખ્યા કે જેમાં ટામેટાં ડુંગરી લસણ કાજુ મગજતરીના બી બધું પહેલા શેકી રાખ્યું પછી ઠંડુ પડ્યું ત્યારે તેની ગ્રેવી બનાવી આ રીતે પછી તેમાં પનીર ચીઝ નાખીને શાક તૈયાર કર્યું